હેલો હા મિતાબેન કેમ છો કાલે કાલે મેં એવું સાંભળ્યું કે તમે ખાવસા ખાવા ગયેલા કઈ બાજુ હા હા અચ્છા અચ્છા ના હું ટ્રાઈ કરવા ચોક્કસ જઈશ ભાવે છે પણ હમણાં મેં કેટલાંક પાંચ છ મહિનાથી હું ખાવસા ખાવા ગઈ જ નથી પણ માં હમણાં તો જવા દ્યોને મારી નાકે પાણીપુરીની લારીવાળો હતો ને તે પણ હવે ખાવસા વેચતો થઈ ગયો છે ચાંદની ચોકમાં હ લોકો હવે મને એવું લાગે છે સુરતના લોકો લોચો ને પાણીપુરી છોડીને ખાવસા તરફ વળી ગયા છે હમ ચોક્કસ ચોક્કસ અરે સુરતી છું એટલે બધું ભાવે તો તીખું જ

બરાબર સુરતના ખાઉધરા લોકોને માટે ખાવસા વર્ડ બી સારો છે ચાલો ત્યારે આપણે મળીએ હવે ખાવસા ખાવા માટે સારું ચાલો આવજો